નમસ્તે શું તમે દર્શન હોટલમાંથી વાત કરી રહ્યા છો હા મેં થોડા સમય પહેલાં ખોરાકનો ઓર્ડર કર્યો છે હવે મારે તેમાં થોડા પીણા ઉમેરવા છે તમે મને પીણા મોકલી આપશો ઠીક છે તમારે ત્યાં કયા કયા પીણા છે શું કહ્યું લીંબુનો રસ અને કેરીનો રસ એક કામ કરો તમે લીંબુનો રસ નોંધી દો અને તે મને મારા ખોરાકની સાથે જ મોકલી આપોને અને તમારે ત્યાં આઈસ્ક્રીમ પણ મળી જશે ઠીક છે તો આઈસ્ક્રીમમાં કયા કયા ફ્લેવર છે એક કામ કરો મેંગો સ્ટ્રોબેરી મને આ બે ફ્લેવર છે એ મોકલી આપોને અને આ બધું જ મને મારા ખોરાકની સાથે મોકલી આપજો હા મારા જણાવ્યા પ્રમાણેના સરનામા પર મોકલી આપજો ધન્યવાદ અને કેટલો સમય લાગશે તમને વીસ મિનિટ એ તો બહુ વધારે થઈ જશે તો તમે મને પંદર મિનિટમાં મોકલી આપો ને સારું સારું ધન્યવાદ